પહેલા નંબરની અંદર ધીરુભાઈ અંબાણી બીજા નંબરની અંદર શાસ્ત્રી ત્રીજા નંબરની અંદર વલ્લભભાઈ પટેલ ચોથા નંબરની અંદર હતું ઇન્દિરા ગાંધી પાંચમા નંબર સુભાષ ચંદ્ર બોઝ છઠ્ઠા નંબરની અંદર હિટલર